હં મને બધાની સાથે ખાણું લેવાનું ખૂબ જ ગમે છે એવા ઘણા પ્રસંગો છે જ્યાં મેં બપોરે અને સાંજે જમવા માટે એકસાથે અમે આયોજન કરેલ છે અમે કેટલીક વાર અમારા જન્મદિવસે અમારા લગ્નની જન્મ તિથિએ અમે લોકોને આમંત્રણ આપીને સાથે મળીને એનું સેલિબ્રશન કરીએ છીએ અમે એવો ઘણા પ્રસંગો માણ્યા છે જેમાં અમે લગ્નોત્સવ ધાર્મિક ભોજનમાં અમે જયારે પણ કોઈ જગ્યાએ મોટા મંદિરનું અમારા સોસાયટીમાં જયારે આયોજન હતું ત્યારે અમે સાથે બધી જ સોસાયટીના સભ્યોએ ભેગા થઇને જમણવારનું આયોજન કર્યું હતું તે વખતે પણ અમે સાથે જમ્યા હતા